જો તારે પાસપોર્ટ કરાવવો છે ને તો પાસપોર્ટ માટે પહેલાં તો બે પ્રક્રિયા છે એક તો ઓનલાઇન અને બીજું ઓફલાઇન ઓનલાઇનમાં તારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય અને ઓફલાઇનની અંદર તારે પાસપોર્ટ ઓફિસમાં જઈને ત્યાં જરૂરી તારા આધાર કાર્ડ પાન કાર્ડ અને લિવિંગ સર્ટિ એટલે કે બર્થ સર્ટિફિકેટ જન્મના દાખલાનો પુરાવો આપવાનો હોય આટલું કર્યા પછી તારી અરજી એ લોકો સ્વીકારશે અને ત્યારપછી તારે પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે જવાનું હોય અને ત્યાં તારી જરૂરી માહિતી લેશે અને પછી તારે પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન થયા બાદ પાસપોર્ટની પ્રક્રિયા શરૂ થઈ જશે